મારી સૌથી વધુ ગૌરવશાળી સિદ્ધિમાં વોલિબોલ ટીમ મારી ટીમ શાળા લેવલથી તાલુકા લેવલ જિલ્લા લેવલ તેમજ ત્યારબાદ રાજ્ય લેવલે અવ્વલ બીજો નંબર પ્રાપ્ત કરે અને એ ટીમનો હું સભ્ય હતો તે ક્ષણ મારા માટે ખૂબ જ ગૌરવશાળી હતી અને આ રીતે એમના એ રમત દ્વારા અમ અમારી ટીમને અને મને ખૂબ જ ગૌરવ પ્રાપ્ત થયું હતું તેમજ મારી શાળાને પણ અને મારા ગામને પણ ગૌરવ શા પ્રાપ્ત થયું હતું